ગુજરાતમાં કહીએને તો સૌથી વધારે તહેવારો ઉજવાતા હોયને તો આપણા ગુજરાત રાજ્યમાં ભારતમાં ઉજવાય છે પણ ગુજરાત રાજ્યમાં તો આમ આ હા હા હા દેશના બધા જ તહેવારો ગુજરાતમાં તો ઉજવાય કારણ કે ગુજરાતીઓનું એક મોજ મસ્તીવાળું જીવન છે જોકે હોળી દિવાળી નવરાત્રી મકકરસંક્રાતિ જન્માષ્ટમી રક્ષાબંધન અને શ્રાવણ મહિનો તો આખો એટલે ઉત્સવોનો જ તે અને દિવાળીનું આહાહા દિવાળી એટલે અગિયારસ વાઘબારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ ભાઈદૂજ ત્રીજ અને લાભપાંચમે ધંધા શરૂ થાય આટલો મોટો તહેવાર એનો આખી લીસ્ટ છે અમારી પાસે અને એવું નહીં કે તહેવારો એટલે એક દિવસ પૂરતું બનાવી નાખવાનું ઉતરાયણમાં બધા એક જ દિવસ પતંગ ચગાવે ભાઈ દસ વાગે ચઢે પાંચ વાગે ઉતરી જાય અને ગુજરાતમાં મહિનાઓ પહેલાં પતંગ શરૂ થાય અને મકરસંક્રાતિના બે દિવસ એક ઉતરાયણ ને એક વાસી ઉતરાયણ બે દિવસની કમ્પલસરી રજા અને જન્માષ્ટમીનું પણ એવું સાતમ આઠમ આ જો કે અત્યારે તો બધા એને પત્તા રમવાનો તહેવાર બનાવી દીધો છે એ વાત અલગ છે અને જન્માષ્ટમીનું મુખ્ય એ છે કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે તો એ બાબતે બધા મળે થોડીક આનંદ કરે અને મોજશોખ કરે કૃષ્ણલીલાનું ગાન કરે કૃષ્ણ ભગવાનની ભજન કરે કૃષ્ણ ભગવાનને યાદ કરે એમ તો એ માટે હતો હોળી તો હોળીના પણ બે દિવસ હોળીની તો એવી બધા જાણો છો કે હિરણ્યકશિપું નામનો જે રાક્ષસ હતો એમના સંહાર માટે એમની બહેન હતી હોળીકા એમના દહન એમને ખોળામાં લઈને પ્રહ્લાદજી બેઠા હતા પણ વિષ્ણુ ભગવાને એવો ચમત્કાર કર્યો કે હોળીકા બળી ગઈ ત્યારથી લોકોએ હોળીકા દહન શરૂ કર્યો હોળીકા એક રાક્ષસી હતી જેના દહન પછી લોકોએ બીજા દિવસે એકબીજાને ગળે મળ્યા અને કલર ઉડાડ્યો કે જે અંધકાર હતો એ દૂર થયો અને લોકોને નવી ઉર્જા મળી એ માટે લોકોએ રંગ ઉડાડ્યો એકબીજાને મળ્યા અને આજના સમયમાં પણ એ રીતના જ છે હોળી એટલા માટે જ ઉજવે છે કે પોતાના જે અંદર જે અહંકાર છે ગુસ્સો છે જે રાક્ષસો છે એ દૂર થાય અને લોકોમાં થોડોક સદ્ભાવ આવે અને રહી વાત દિવાળી જોકે દિવાળીનો તો મેં વાત કરી અને ગુજરાતીઓનો સૌથી ફેવરેટ એટલે કે નવરાત્રિ નવે નવ દિવસ લોકો જે આનંદ કરે છે જે મોજ કરે છે એની વાત જ અલગ છે કેમ કે કહેવાય છે ને કે નવરાત્રિ તો નવ દિવસની જ છે પણ એમાં આનંદ અનેક છે નવ દિવસ લોકો એમને એકદમ ગાંડા થઈ જાય છે નવરાત્રિ એટલે આ માતાજીનો તહેવાર છે લોકો નવે નવ દિવસ ઉપવાસ કરે છે એવું નહીં કે ઉપવાસ કરે છે તો ગરબા નહીં રમે ગરબા પણ ખૂબ ઉત્સાહથી રમે છે